હા બોલો હા અમે બ બાઇક ઇન બાઈકમાં એટલે અમારે બાઈકની દુકાન છે ત્યાંથી અમે વાત કરી રહ્યા છીએ તમે કેવા પ્રકારની બાઇક જોઈએ હાં તો તમને વિવિધ પ્રકારની બાઇક મળશે તમારું બજેટ કેટલું છે પચીસ હજાર તો તમે તમારો બજેટ વધારીને તમે સારી એવી ફેસિલિટીસની બાઇક લઈ શકો છો જે સારો એવો એમાં ફેસિલિટીસ હોય અને સારો મોડલ હોય તેવી બાઇક તમે લઈ શકો છો તેવા પ્રકાર તમે બજેટ કહો એટલે તમે એની બાઇક જોઈ જજો હા તો તમે હા તો તમે મી મેનેજ કરી શકો છો લોન પણ થઈ શકે છે એટલે અમારા શોરૂમમાં બહુ બધી બાઇક છે ને હવે એમાં અલગ અલગ પ્રાઇસ છે બાઈકમાં તે હિસાબે આપણે સેકેન્ડમાં પણ આપતા છે નવી બાઇકની પ્રાઇસ તમારા બજેટ પ્રમાણે જ નક્કી થશે હાં તમને કેવું મોડલ જોઈએ બાઈકમાં સારામાનું ભારીમાનું મોડલ જોઈએ હં તમે કઈ કઈ ફેસએલિટીસ માંગો છો તમારા બાઈકમાં

તમે તમારું બજેટ ફિક્સ કહી દો તો અમે તે હિસાબે તમને બાઇક દઈએ એટલે અમારા શૉરૂમમાં બધી જ પ્રકારની બાઇક છે બધી જ પ્રકારની એમાં ફેસેલિટીસ છે અને સર્વિસ પણ એ સારી જ આપે છે અમારે શોરૂમમાં બધી જ પ્રકારની સર્વિસ પણ કરી આપે છે બાઇકમાં